સારા અને મહાન નૃત્યકાર વચ્ચે મુખ્ય ફરક તેમની કુશળતા અને સર્જનાત્મક અને આંતરિક અભિવ્યક્તિ હોય છે સારા નૃત્યકાર એટલે એમાં ઘણા જેમકે શીખવનાર હોય તેના ગુરુ હોય તે સારા નૃત્યકારમાં આવે અને મહાન મહાન નૃત્યકાર આવે અને સારા જે ગુરુ જે ગુરુ શિષ્ય પાસેથી જે શીખે છે શિષ્ય ગુરુ પાસેથી શીખે છે એ સારા નૃત્યકાર અને મહાન છે જે ગુરુ આપે છે તે મહાન નૃત્યકાર આવે છે

તેની પોઝિશનમાં એમાં કથકનાં સ્ટેપ અલગ અલગ રીતે આવે છે પગનાં સ્ટેપ ઉપરથી જ આખું નૃત્ય કરી શકીએ છીએ તેમાં પગમાં ઝાંઝર મોટા પહેરીને એ રીતે જ ડાંસ કરવામાં આવે છે તે અમુક તકનિકી કુશળતા વધી ઊંડે સ્તરે લઈ જાય છે અને તેમની અંદર અનોખી ભવ્યતા ઉમરે છે એમાં અલગ અલગ નવી એમાં એડ કરતાં જાય છે એમાં જ બધી રીતે

એ બધુ અમુક ઓલુ આદિવાસી ડાન્સ ને એ બધું તો પહેલાં બોલીને જ કરે છે ને ડાંસ હવેનાં લોકો છે જેમકે ડાન્સિંગ ને એ નૃત્યમાં બધામાં આવે છે કથકને એ બધું એ રીતે કરે છે હવે જેમકે અમુક અમુક જગ્યાએ જાઈએ છે જેમકે દાર્જીલિંગ ને એ એ સાઇડ આપણે લોકો જઇએ તો એ લોકોની આખી નૃત્યની અલગ જ રીત હોય છે ત્યાં જઈએ તો ત્યાં અલગ જ રાસને બધું અલગ રીતે રમતા કારવતા હોય ત્યાંની અલગ અલગ બધી રીત રિવાજને એનું બધુ અલગ ડાંસ હોય છે અલગ અલગ જાઈએ જે બંગાળી ડાંસ આવે બધી રીતે જેમ જેમ હું કહેવાય આપણે સ્ટેટ ફરીએ છીએ એટલાં અલગ અલગ નૃત્ય આવે છે એક સારો નૃત્યકાર અન્ય પદ્ધતિઓને પ્રભાવિત હોય છે પરંતુ મહાન નૃત્યકારો પોતાના અનોખું શૈલીમાં અને પદ્ધતિ વિકસાવે છે મહાન નૃત્યકાર છે જે લોકો અમુક લોકો જે મહાન હોય છે તે ખાલી શીખવવા માટે જ તે પોતાને શીખવાડતા હોય છે ઘણાં લોકો છે એ ચેરિટિ વક કરે છે અમુક જેમકે પેઢી દર અમુક કેરળ ને એ સાઇડ અમુક લોકો જાઈએ તો ગુરુ પરંપરાગત રીતે નૃત્ય કરે છે જે પેઢી દર પેઢી ગુરુ શિષ્યને આપે છે અને શિષ્ય છે એ બધાને આ ભરતનાટ્યમ ને એ રીતે બધું શીખવાડતા હોય છે મહાન નૃત્યકાર અને અન્ય લોકોને પ્રેરિત કરે છે તે માત્ર પ્રદર્શન સુધી જ મર્યાદિત નહીં પરંતુ નૃત્યને દર્શકોને હ્રદય સુધી પહોંચાડે છે માણસને જે રીતે ગમે ને રીતનું અમુક અમુક લોકો એ આમ સ્પર્શી લે એ રીતનું નૃત્ય કરે છે